ગુજરાતમાં વેપાર ક્ષેત્રે ખૂબ જ ઘણીબધી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સમગ્ર વેપાર ક્ષેત્રે ડિઝિટલ થવા જઈ રહ્યું છે અને રકમની ચુકવણી તથા લેણી એ પણ ઓનલાઈન પ્રોસેસથી કરી શકાય છે અને ખૂબ જ ઇઝી રીતે વેપારનો વિનિમય કરી શકાય છે તે સાથે ઓટોમેશન પણ ખૂબ જ સારું કાર્ય કરે છે અને એઆઈ ઇન્ટેલિજન્સ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સની જે ખૂબી છે જે ભવિષ્યમાં ખૂબ જ સારા ચઢાણ ચઢી શકે છે અને વેપાર ક્ષેત્રે ખૂબ જ વૃદ્ધિ લાવી શકે છે